હું જ્યારે નજીકના શહેરમાં મુસાફરી કરું ત્યારે મારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એમાં મારે જે વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે વાહન વ્યવહારને લગતી છે તેમાં મારે કોઈ નજીકના નજીકની જગ્યા પર જવા માટે બસનો વેટ કરવો પડે બસ ટાઈમ પર આવે નહીં આવે તો પણ અડધો કલાક કલાક લેટ આવે પછી વરસાદી મોસમમાં તો રોડ ઉપર બધા પાણી ભરાઈ જાય તો વાહનો બંધ થઈ જાય બીઆરટીએસ હોય તો બીઆરટીએસ બ્રેક ડાઉન થઈ જાય તેમ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે